ભારત દેશમાં વિવિધ ભાષાઓ અને બોલીઓ બોલાતી હોય છે જેમાંથી ગુજરાતી જેવી મળતાવડી અને મીઠી ભાષા વિશ્વમાં બીજી કોઈ છે જ નહીં આજે જો આપણે જોઈએ તો ખાસ કરીને બાળકો અંગ્રેજી મીડિયમ શાળામાં ભણતાં હોય છે તે બોલતાં બોલતાં પણ ખાસ કરીને અંગ્રેજી શબ્દો બોલે છે અને તે ગુજરાતી ભાષા તરફ વળતાં નથી આપણે જો ગુજરાતી ભાષાને આગળ વધારવી હોય અને એ લોકો સુધી પહોંચાડવી હોય તો પહેલાં તો બાળકોને ગુજરાતી ભાષામાં વાત કરતાં શીખવાડવું જોઈએ અને આપણી માતૃભાષા ગુજરાતીનું જ્ઞાન આપવું જોઈએ તેમને ગુજરાતી મીડિયમ શાળાઓમાં ભણાવવાં જોઈએ બીજી રીતે આપણે જોઈએ તો જે લોકો ગુજરાતી બોલી શકતાં નથી તે અવશ્ય ગુજરાત બહારનાં લોકો હોય છે તો તેમના સાથે મળીને વાત કરીને પહેલાં તો બીજી કોઈ જે ભાષા એ સમજતા હોય એમાં વાત કરી અને એ લોકોને ગુજરાતી ભાષાના શબ્દો શીખવાડવા જોઈએ કઈ રીતે ગુજરાતી લોકો બોલે છે એ શીખવાડવું જોઈએ અને વિવિધ જ્ઞાન આપવું જોઈએ